આપણે દિવાળીના તહેવારોમાં બે નવેમ્બરે આણંદથી મુંબઈની ટિકિટ બુક કરવા માટે મેં ફોન કર્યો છે આપડે ટોટલ પાંચ જણની ટિકિટ બુક કરવાની છે સ્લીપર અથવા થડ એસીમાં આપણે ટિકિટ બુક કરવાની છે અને બને ત્યાં સુધી એક જ કોચમાં બધાની એકસાથે ટિકિટ કનફોર્મ થાય એ માટેનું આપડે ટ્રાય કરવાનો છે સ્પેસિયલી માતા પિતાની ટિકિટ બને ત્યાં સુધી લોવર બર્થમાં મળે એ રીતનો પ્રયત્ન કરવાનો જેથી અમને ઊઠ બેસ કરવામાં તકલીફ ઓછી પડે એટલે ટોટલ પાંચ ટિકિટ કરવાની છે આણંદથી મુંબઈ સુધીની અને બને એટલી એક જ કનફોર્મ ટિકિટ થાય એ રીતનો પ્રયત્ન કરજો